ભારતનો ઇતિહાસ ભરત રાજા ઉપરથી ભારતનું નામ પડ્યું છે અને તે ઇક્ષ્વાકુ વંશના રાજા ભરત પરથી આ ચાલી આવે છે એ ભારત વર્ષ નામ હતું પહેલાં ભારતનું અને તેમાં હાલનું નેપાળ બાંગ્લાદેશ પાકિસ્તાન હાલનું આપણું ભારત અને અફઘાનિસ્તાન સહિતના વિસ્તારો અંદર આવરી લેવાયા હતા આજનું ભારત જે બન્યું આ ભારતનું વિસ્તાર ત્યાર પછી બધા રાજાઓ નું આક્રમણ થયું અને કેટલાક વિસ્તારો બીજા રાજ્યમાં જતા રહ્યા ત્યાર બાદ મુગલો આવ્યા મુગલો પછી અંગ્રેજો આવ્યા અને અંગ્રેજોએ બસો વરસ રાજ કર્યા પછી જયારે સ્વતંત્રતા ભારતને મળી ત્યારે પણ ભારતમાં લગભગ છસો રજવાડા હતા અને અંગ્રેજોએ એ છસો રજવાડાને સ્વતંત્ર કરી દીધા હતાં કે તમારે જેમ કરવું હોય તેમ કરો આવા સંજોગોમા સરદાર વલ્લભભાઈ પટેલે રાજકોટ છે હૈદરાબાદ છે અને કાઠિયાવાડનાં ઘણાં બધા રજવાડાઓને ભારત સંઘમા ભેળવીને આપણા હાલના ભારતનું નિર્માણ કર્યું અને આજે ઐતિહાસિક આપણું ભારત દેશ આજે છે અને એના માટેની એક ગૌરવવંતી ઐતિહાસિક ક્ષણ છે કે જે દિવસે ભારત વિકસિત ભારત બનશે આપણું ને હાલના પ્રધાનમંત્રીનો જે લક્ષ્ય છે સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવાનો તે પૂર્ણ થશે તે આપણી ઐતિહાસિક ક્ષણ ગણાશે જેમાં વિકસિત ભારત તરીકે ભારતનો દરેક જણ સુખી હશે દરેક રીતે તન મન ધનથી ત્યારે આપણે તે ક્ષણ આપણી ઐતિહાસિક ક્ષણ ગણાશે અને સ્વાતંત્ર્ય આંદોલનમાં કેટલાક અસાધારણ નેતાઓ જેવા કે તાત્યા તોપે છે પછી નાના ફડણવીસ છે પછી ભગતસિંહ અને સુખદેવ પછી બીજા કૃષ્ણ કૃષ્ણ વર્મા કરીને જે લંડનમાં થઈ ગયા જેણે લંડનમાં સ્થાપેલી એક ભારત આઝાદ કરવા માટેની એક સંસ્થા સ્થાપેલી અને એમાં જે કોઈ પણ કામ કરતું તો તેને ત્યાં પ્રોત્સાહન તરીકે ત્યાં રહેવાનો ખર્ચ અને બધું ત્યાંથી આ સંસ્થા શ્યામ કૃષ્ણ વર્મા તરફથી આપવામાં આવતું હતું એ રીતે સુભાષચંદ્ર બોઝ વગેરે ઘણાં બધા નેતાઓ નામી અનામી નેતાઓ થઈ ગયા માટે ભારતના આજે ઐતિહાસિક આંદોલન થયું તેને કારણે અંગ્રેજો એ છેવટે આ ભારત છોડીને ભારતને સ્વતંત્ર કરવું પડ્યું આ બધા ઘણાં છે તે લોકોનો ફાળો છે ને આજનું ભારત આપણે અત્યારે જોઈ રહ્યા છે હજુ પણ વિકસિત ભારત થવાની દિશામાં આગળ વધી રહ્યા છે